હા અમે અમે જ્યારે ભણતા હતા ને અમે ગામડામાં પહેલેથી સ્વિમિંગને માટે અમારા દરિયા કિનારા નજીક થાય એટલે દરિયામાં અમે સ્વિમિંગ કરવા માટે એક કલાક ને એમ જતાં એમ જે ઉછળતા મોજાની અંદર જે તરવાનું ત્યાં અમારા બધા પહેલેનાં સંતાન લોકો બાળકો બી બધા સ્વિમિંગ તો અમારા કિનારામાં જેટલા બી એરિયા છે સુરત લગી ના તે આ ભાગળ દાતી કાટવાળી ગામડામાં કે બધા સ્વિમિંગ સ્વિમિંગને શીખવું જ પડે કેમકે અમારે મર્ચન્ટ નેવીમાં નોકરી કરવાની હોય ત્યાં અમારે અમને ટ્રેનિંગમાં સ્વિમિંગ નહીં આવડે તો એને એને નોકરીમાં નહીં લે એટલે અમે પહેલેથી સ્વિમિંગમાં તો જે કિનારાના જેટલા બી આ ચંડેલ લોકો છે એરિયા અહીંયા જો અંજળ સુધીના તેઓ આ અહીંયા સુધી ભીલાડ સુધીના તે બધા જ સ્વિમિંગમાં તો પાવરફૂલ બધા છોકરા અમારે અમારે બધી છોકરી લોકો બી કેટલી સ્વિમિંગમાં છે બધી શીખેલી હવે કિનારામાં શું હવે સરકારનો આસ્તે આસ્તે આવ્યા કરે આમાં એટલે બધા જેટલા બધા યુવાનો છે એ મિલિટરીમાં જાય તેવું અમે બધા ઇચ્છીએ જ આ બાજુ કે બહુ પહેલેથી અહીંયા નક્કી જ કે સ્વિમિંગ માટે અમારા અમારા પેલા બાળકો નાના નાના છોકરાઓ બી દરિયા કિનારે દરિયા નજીક જ કહેવાય અહીંયાથી આ પાંચ મીનિટમાં દરિયા એ આખા વિશાળ દરિયામાં રાતના રાતના પછી અમારા બધા ફિસરમેન લોકો રાત્રે અંધારામાં આ ફિશિંગ કરવા માટે ત્રણ કલાક ચાર કલાક બોટ લઇને જાય તે એ લોકો બી બધા બહુ સાહસિક પ્રજા પછી અમારા ટંડેલ લોકો હવે તો બધા ભણવા બી લાગ્યા પહેલાં ભણતા નહોતા અમારા કેટલા અમદાવાદમાં ઇન્જીનયર છે અમારા કેટલા એવા અમેરિકામાં બી છે અમુક ઇન્જીનયર પછી આ વિસ્તારમાં સુરતમાં છે બધા ઇન્જીન્યર પછી આ બરોડાની અંદર બી કેટલા ઇન્જીન્યર છે હવે બધા આસ્તે આસ્તે બધુ શિક્ષણ બધુ ઉપર આવ્યા માંડ્યું ને દરેકને ભણવું જ જોઈએ બ્રિટિશના ટાઈમમાં આપણે બહુ જે ટાઈમમાં બધા આપણે શિક્ષણ પબ્લિક બહુ નિરક્ષર હતી તે વખતે બધો વિકાસ ને હવે આસ્તે આસ્તે બધો વિકાસ હમણાં થયા કરે સારું છે સરકારો બધી બદલાઈ પહેલેના વખતમાં આપણી પરિસ્થિતિ કરતાં હવે બધી પરિસ્થિતિ બી અમારા બધા ગામડામાં બધા ઘર હતા તે નળિયાના હતા વિલાયતી વિલાયતી નળિયા તે આમ ગોળાકારે પછી આસ્તે આસ્તે આસ્તે એમ કરતાં કરતાં બધા અમારા બધા છોકરા લોકો બધા હવે મર્ચન્ટ નેવીમાં નોકરી કરવા માંડ્યા એનાથી બધુ સારા વિકાસ થયા અને બધા હવે અમારા જે બાપાના બધા ધંધા હતા તે દરિયામાં તોફાનમાં બધા ખલાસ થઈ ગયા કેટલામાં ઓગણીસ વીસમાં તો પહેલાં બધા મેંગ્લોરની અંદરથી અમારા લાકડા ભરી ભરીને વહાણ આવતા હતા એવું બધુ ટૂટી ગયા હવે હવે ને છોકરા લોકો બધા તે બધા મચ્છીના ધંધા કરવા માંગતા નહીં ને હવે તો બધુ ઘણા બધા અમારા ગામના ચારસો જેટલા માણસો મર્ચન્ટ નેવીમાં છે અને હવે બધુ સારા વિકાસ બી થવા માંડ્યા અમારા છોકરાઓ બધા ઇંગ્લિસ સ્કૂલમાં બધા ભણવા લાગ્યા છે ને હવે ઇંગ્લિસ તો હવે જુઓ આમાં શું દેશની દુનિયાની ભાષા છે આપણને હવે તો બધા કેટલાક રશિયા ભણીને અમારી સાથે બધા આવ્યા કેટલા ચાઈનામાં ભણીને આવ્યા ત્યાં અમારી સાથે નેવીમાં બધા ઓફિસર લોકો બી સારી નોકરી બધા કર્યા કરે ભણવું તો જોઈએ જ ને શિક્ષણ સિવાય તમારે કોઇ બી હવે તો અમારા ટંડેલ લોકો બધા કેટલા તો અહીંયા ઇન્ડસ એરિયામાં ચીફ ઇન્જીન્યર ને બધા ઇલેક્ટ્રિક ઇન્જીન્યર ને ઘણાબધા ભણવામાં સારું ભણ્યા બી એટલે સારું વિકાસ થયા કરે આપણે આસ્તે આસ્તે